હાલો જલારામ પરોઠા હાઉસમાંથી વાત કરો છો મારે ઘરે અત્યારે કોઈ નથી એટલે માટે મેં તમારા રેસ્ટોરન્ટમાંથી વાત કરું છું મારે જમવાની વસ્તુ મંગાવાની હતી શાક રોટલી દાળ ભાત ખીચડી કઢી રોટલો ઓળાનું શાક સેવ ટામેટાનું શાક સ્લાડ એ બધું મારે રેસ્ટોરન્ટમાંથી મંગાવાનું હતું તો કૃપા કરીને તમે હું એડ્રેસ જે આપું તે નોંધ કરી લો ત્યાં મને પહોંચાડવા વિનંતી અને જે જે મેં તમને વસ્તુ કીધી એ બધી આપજો મારે અત્યારે ઘરે કોઈ ન હોવાથી મંગાવેલું છે તો મને તમે આવો ત્યારે મારો બંગલા નંબર સાત છે કોર્નરનું હાઉસ છે ત્યાં મને આવો ત્યારે મને કોલ કરી દેજો એટલે હું આવીને લઈ જઈશ તો આપ મને જણાવજો કે કેટલા પૈસા થશે એ મને બિલ મોકલી દેજો હું ઓનલાઈન પૈસા કરી દઇશ એના માટે તમે મને આવજો અને મુલાકાત આપણે કરીશું અને જમશું સાથે